મુસાફરી કરવાનું કોને ના ગમે બધા જ પસંદ કરતાં હોય છે ઘણાં સ્થળો દરેક પોતાના પોતાના જિલ્લાઓમાં રાજ્યોમાં હોય છે તેવી રીતે સુરતમાં બી ઘણા ઘણાં જગ્યાઓ એવી છે કે ત્યાં ચોમાસામાં બધું લીલોતરી ઊગેલી હોય ને તેમાંથી પસાર થવાનું એનો અનેરો આનંદ અનેરો જ હોય છે જેમકે બીલીમોરાથી વઘઈને પેલી મીની ટ્રેનમાં જાય બધા ને ત્યાં આગળથી પછી ગીરાધોધ વઘઈથી ઉતરીને પછી ગીરાધોધને બધે ફરવા આનંદ મેળવવા લોકો જતાં હોય છે બહુ મજા આવે છે ત્યાંથી અમે બે દિવસના પ્રવાસમાં ગયા હતા ત્યાં બધે ફર્યા આજુબાજુમાં બહુ આનંદ મળ્યો પછી ત્યાંથી ગયા સાપુતારામાં સાપુતારામાં બી અમે બે દિવસ રોકાયા હતા પણ લેકમાં બોટિંગ કરવાની પછી ગાર્ડનમાં જવાની સન્સેટ પોઈંટ જોવાનો એનો પણ બધો આનંદ મેળવ્યો હતો ઘણાં ઘણાં સ્થળો એવાં છે અહીંયા બી સુરત જિલ્લામાં બી ફરવાનાં તેનાથી આગળ ભેંસકાતરી પછી ગીરાધોધ ઘણા વિસ્તારો છે એવા ફરવા જેવા ને ફરવાનો આનંદ દરેક માણસે પોતાનાં જીવનમાં લેવો જ જોઈએ તેવી જ રીતે દક્ષિણ ગુજરાત છે આ દક્ષિણ ગુજરાતમાં છે તેવી જ રીતે ઉત્તર ગુજરાતમાં બી છે અંબાજી છે આબુ અંબાજી છે બાલારામ છે સિદ્ધપુર છે ઘણાં બધાં સ્થળો છે ઐતિહાસિક બી છે અને ફરવાલાયક બી હોય છે અને ધાર્મિક પણ હોય છે આ ઘણાં ઘણી જગ્યાઓ ફરવા જેવી છે તેવી રીતે તેવી રીતે સૌરાષ્ટ્ર પણ છે સૌરાષ્ટ્રમાં બી લોકો ફરવા જાય છે દરિયાકિનારો છે બધું જ છે ત્યાં ફરવાનું ઘણો આનંદ મેળવે છે એવી રીતે સોમનાથ જાય સોમનાથથી દીવ જાય દિવથી ભાવનગર જુનાગઢ બધા જ સ્થળો ફરવા જેવાં છે ફરવાથી મન બી પ્રફુલ્લિત રહે અને આનંદ રહે છે એનો એનો મગજ પર બી ઘણી બધી સારી અસર પડતી હોય છે કે જે છે એ એટલે ફરતા રહેવું જોઈએ માણસોએ ફરવાનું પસંદ કરવું જ જોઈએ ફરતા રહેવું જોઈએ અમે બધાં ઘણી વખત અમે ઘરના પણ જઈએ છે ને ગ્રૂપમાં પણ જઈએ ગ્રૂપમાં જાય તો એનો આનંદ કંઈક જુદો જ હોય છે બસમાં બી જઈએ ટેમ્પો ટ્રાવેલ બી જઈએ પોતાનાં વાહનમાં જઈએ બધાં સ્થળો જે ફરવા જેવાં હોય છે દીવના દરિયાકિનારો બી સુંદર હોય છે સૌરાષ્ટ્રમાં બી સોમનાથ મંદિર પણ દરિયાકિનારે છે બહુ સુંદર મંદિર છે તેવી રીતે ત્યાંથી દ્વારકા જાય દ્વારકામાં બી કૃષ્ણ ભગવાનનું મંદિર દરિયાકિનારો તે બધો ફરવા જેવો ઘણો સુંદર છે ફરવું ફરવા માટે તો ઘણાં સ્થળો છે પણ સમય જોઈએ તે ફરવા માટે અમુક આ બાજુ બી જેવા કે ધાર્મિક સ્થળો બી છે અને દરિયાકિનારા બી ફરવા માટે છે તેવી રીતે આ બાજુ બી ફરતા ધીમે ધીમે ફરતાં ફરતાં ધાર્મિક સ્થળોમાં ફરતા આ બાજુ બી પાછા સુરત બાજુ આગળ બી ફરવા જવાય છે જેવી રીતે ગોવા છે ગોવા બી દરિયાકિનારામાં છે આંદામાન નિકોબાર છે તે બી દરિયાકિનારે છે ઘણો આનંદ મળે છે મુંબઈ તો દરિયાકિનારે છે મુંબઇમાં બી ફરવાના ઘણાં સ્થળો છે તેમાં બી લોકો ફરતાં ફરતાં બધા સ્થળો ઘણાં બસમાં બેસીને જતાં હોય છે ને પોતાના વાહન કરીને બી અંદર ફરતા હોય છે તેવી જ રીતે દમણમાં બી દરિયાકિનારે જ લોકો જવાનું પસંદ કરતાં હોય છે એનો બી હમણાં સરસ એનો એનું વર્ણન કરીએ તો બી ઓછું છે એટલું સુંદર છે હમણાં ઘણો બધો સુધારો કર્યો છે લોકો એના બધું કરવાનું આનંદ એનું ઘણું બધુ એનો વિસ્તારથી એના બધું ડેવલોપ કર્યું છે એનો આનંદ બી લેવાની મજા આવે છે